હમણાં જ બે વરસ પહેલાં યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું હતું તેમાં કેટલીક જીવહાનિ તો થઈ જ હતી તેથી વધુ તેનું વાતાવરણ અને ત્યાં ઘણા વર્ષો પછી અણુ વિસ્ફોટના કારણે કે ઘણાં બધા લોકોને નુકસાન થયું છે અને કેટલીક પેઢીઓને પણ ત્યાં જે આવનારી પેઢી છે તેને પણ ઘણું નુકસાન થાય છે એમ સાથે સાથે પર્યાવરણને પણ ઘણું નુકસાન થાય છે અને પર્યાવરણ પર્યાવરણને એટલું નુકસાન થાય છે કે ત્યાં કોઈ વૃક્ષો જ નથી રહેતા વિસ્ફોટ થાય છે કોઈ જીવજંતુથી માંડીને કોઈ પણ ત્યાં રહી ન શકે અને વૃક્ષો થી માંડીને કોઈ ઇ સુધીના કોઈપણ જીવ હજારો વર્ષ પછી પાછા ક્યારે થશે તેનો કંઇ કહી ન શકાય બહુ આ એક મહત્ત્વનું પોઈન્ટ છે કે પર્યાવરણને તે બહુ નુકસાન થાય છે ઈતિહાસમાં પણ ઘણા યુદ્ધ થયા છે કરણ ઘેલાનું ભીમદેવનું રા નવઘણનું પછી ગુપ્ત ગુપ્તયુગમાં છે મુઘલયુગમાં

એમાં પણ ઘણા યુદ્ધ થયા છે પણ ત્યાં વાતાવરણ છે ત્યાં પણ ઘણું બધું નુકસાન થયું હશે અને તેના લીધે ઘણા બધા વૃક્ષમાં રહેતા જીવજંતુઓ છે પક્ષીઓ છે ત્યાંના રહેવાસીઓ છે આમાં ઘણું નુકસાન થાય છે પર્યાવરણની જ્યાં બોમ્બ ફેંક્યા છે પહેલા તો મહાભારત અને રામાયણમાં ગદા ને એના માનો કે મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું છે બરાબર યુદ્ધ યુદ્ધના તે લોકો ગદાએથી ને ધનુષને આમ કહો ને તે આકાશથી યુદ્ધ આકાશમાં રહીને યુદ્ધ થતા હતા જમીનમાં રહીને પણ થતા હતા પણ તે ઘણું નુકસાન ન હતું અત્યારે તો બહુ નુકસાન છે વર્તમાનમાં માનો કે રશિયાનું ઉદાહરણ છે જ આપણી પાસે કે હાલમાં બનેલું છે ઈતિહાસમાં પણ ઘણા રાજવીઓએ આનું પરિણામ ભોગવવું પડ્યું હતું એક રાજા છે તેનું નામ એનું નામ છે

ગુપ્તવંશનો એક રાજા છે ત્યાં તેને યુદ્ધ કર્યું છે તો તે દારૂગોળાને ફોડ્યા છે તેના લીધે આજુબાજુને પ્રકૃતિને ઘણું નુકસાન થયું છે તેના લીધે તે પોતે જ્યાં રહે છે તે જ યુદ્ધનું નિરીક્ષણ કરવા જાય છે

તે એનાથી તેને પરિવર્તન થયું કે આ યુદ્ધ ન કરવું જોઈએ પર્યાવરણ તો ખૂબ જ નુકસાન થયું જીવહાનિ પણ ઘણા થયા છે ત્યાંના લોહીલુહાણ થયેલા છે અને તે લોકો યુદ્ધ કરે છે તે ફિક્સ જગ્યા નક્કી હોય છે કે આપણે હલ્દીઘાટીનું યુદ્ધ અત્યારે સાંભળેલુ છે જોયું પણ છે અને ત્યાં ઘાઘરાનું યુદ્ધ છે ચંદેરીનું યુદ્ધ છે પછી ઘણા બધા ઈતિહાસમાં એવા યુદ્ધો થઈ ગયેલા છે તેના નામ છે આ બધા ગુપ્તકાળ હોય કે મૌર્યકાળ હોય સોલંકી છે ઘણા બધા યુદ્ધો થયા છે અને ઘણી બધી પ્રકૃતિઓને નુકસાન પણ થાય છે